અહીં વલસાડમાં તિથલ દરિયા કિનારો અને દરિયા કિનારા પાસે આવેલા બે મોટા મંદિરો એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને બીજું સાંઈ બાબાનું મંદિર આ બે મોટા સ્થળો છે અને આ દરિયા કિનારો પણ ખૂબ રમણીય અને સુંદર છે જ્યાં લોકો દરેક સિઝનમાં શિયાળો ઉનાળો ચોમાસું બધી જ ઋતુઓમાં આવવાનું પસંદ કરે છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બધા અહીં સવિશેષ આવવાનું પસંદ કરે છે તેવી જ રીતે જોઈએ તો બીજો પારનેરા ડુંગર પાનેરા ડુંગર પર આસો વદ આઠમે ખૂબ મોટો મેળો ભરાતો હોવાથી નવરાત્રી દરમ્યાન ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ ડુંગર ઉપર આવે છે માતાજીના દર્શન કરે છે માતાજીના ગરબા રમે છે અને ત્યાં ખુબ જ મોટો મેળો ભરાય છે અને એ મેળાની મઝા પણ લોકો લે છે એવી જ રીતે ધરમપુર વિસ્તારમાં જોઈએ તો વિલ્સન હિલ ગિરા ધોધ શંકર ધોધ આવેલાં છે આ સ્થળોએ લોકો ચોમાસા દરમ્યાન કુદરતી સૌન્દર્યનું આનંદ માણવા માટે આવે છે તેમજ વઘાઈ ઉનાઈ કે સાપુતારા જેવા અનેક સ્થળો છે જો ઊનાઈની વાત કરીએ તો ઉનાઈની અંદર ગરમ પાણીના સ્ત્રોત આવેલાં છે ત્યાં ઉનાઈ માતાનું મંદિર આવેલું છે આની અંદર આખું વર્ષ આખા વર્ષ દરમ્યાન ગરમ પાણી તમને કુંડની અંદર મળે છે શિયાળામાં પણ ખૂબ જ ગરમ પાણી કે ચોમાસાની ઋતુમાં પણ તમને ખૂબ જ ગરમ પાણી આ કુંડની અંદર જોવા મળે છે ત્યાં જેમકે ગુજરાત અહીં દરેકજ ઋતુમાં શિયાળો કે ઉનાળો કે કે ચોમાસું છે દરેક સિઝનમાં પ્રવાસીઓ આવવાનું પસંદ કરે છે સાપુતારા પણ એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે જ્યાં ચોમાસામાં સહસ્ત્ર ધોધ જોવા માટે લોકો આવે છે ચોમાસાને તેમજ ઊનાળાની ઋતુમાં પણ આ સાપુતારા વિસ્તારમાં આવેલાં લોકો ગરમીથી રાહત મેળવે છે